હા મેં મારા આ શોખને વ્યવસાયમાં પરિવર્તન કરવાનું પ્રયત્ન કરી ચૂકી છું અને મારા પરિવાર તરફથી પણ એને હકારાત્મક લીધેલ રીતે લેવામાં આવ્યું હતું ઇન્ફેકટ ખરેખર જોઈએ તો મેં મારું પોતાનું પાર્લર બી શરૂ કર્યું હતું પરંતુ સમયના અભાવનાં કારણે અને થોડી બે ત્રણ બીજી પ્રોબલમ્સનાં કારણે મેં એ મને બંધ કરી દેવું પડ્યું હતું પણ એમાં પણ રિસ્પોન્સ ઘણો સારો મળ્યો હતો મને પરંતુ બે ત્રણ મારા પ્રોબલમનાં કારણે હું એને આગળ ધકેલી શકી ન હતી